હું રોજ સવારે દોડવા જાઉં છું દોડવા જાઉં ત્યારે હું ખાલી સવારમાં થોડું પાણી એક ગ્લાસ જેવું પાણી પીને જાઉં છું જ્યારે દોડવા જાઉં ત્યારે પણ હું બોટલ સાથે લઈને જાઉં છું અને હું જ્યારે દોડું ત્યારે મને પાણીની તરસ પણ ખૂબ જ લાગે છે અને જો હું દોડવા જાઉં ત્યારે હું સ્માટ વોચ પણ સાથે રાખીને જાઉં છું જેનાં લીધે મને ખબર પડે કે હું એક એક મિનિટમાં કેટલું ચાલી શકું છું અને મારા કેટલા અંતર કપાય છે મારાથી એટલે રોજનું હું ટાર્ગેટ આપું છું ઘડિયાળમાં કે આ એક કલાકમાં અડધો કલાકમાં હું કેટલું ચાલી શકું છું એટલો હું ટાઈમ આપું છું મારી ઘડિયાળમાં ટાઈમ જોઉં છું એમાં મેં મારા ફોનમાં હું એપ પણ જોઉં છું જેમાં મને મારા ડાયટનો પણ ખ્યાલ આવે છે આમાંથી શું ખોરાક લેવો શું ખોરાક ના લેવો એટલે હું દોડવા જાઉં ત્યારે હું મારી વૉચને સાથે રાખું છું અને એની ઉપર મિનિટનું કાપ રાખું છું કે એક મિનિટમાં હું કેટલું અંતર કાપી શકું છું અને રોજ માટેનું હું એક કિલોમીટર અડધો કિલોમીટર એમાં મારે વધારે જ દોડી શકાય છે અને એટલા માટે હું વૉચને સાથે રાખું છું